અમે સિટીમાં રહીએ છીએ પણ અમારું ગામ છે તો અમે ગામની મુલાકાતે દિવાળીમાં ને એમ જઈએ છીએ તો એના માટે જ ગામમાં જ ગામડે જાવું ખૂબ જ મજા આવે છે કેમકે ગામડાની સંસ્કૃતિ ખૂબ જ આપણા શરીરને વણાયેલી હોય છે નાના બાળ આપણા બાળકોને પણ જો આપણે ગામ જઈએ તો આપણા બાળકોને પણ તે સંસ્કૃતિ વિષે જાણ મળે છે સિટીમાં તો ખૂબ જ રોગચાળા અને ફેલાવેલા હોય છે જ્યારે ગામડામાં જઈએ તો ત્યાંની સવાર ખૂબ સુંદર હોય છે મોર છે તે ટહુકા કરતો હોય છે ગાયો ભેંસો ચરતી હોય છે અને નાના બાળકો કલરવ કરતાં હોય છે તો તે જોવાને આપણને ખૂબ જ મજા આવે છે ગામડાનું કલ્ચર એકદમ ખૂબ જ સુંદર હોય છે અને ત્યાંનું વાતાવરણ પણ એકદમ શુદ્ધ હોય છે અને ત્યાં ખૂબ જ ઝાડવા હોય છે તેના હિસાબથી આપણને શુદ્ધ આબોહવા આપણને મળે છે જેના હિસાબથી આપણા શરીરના જે રોગ હોય છે એ પણ દૂર થઈ જાય છે ગામડાનું કલ્ચર એટલા જ માટે મજા આવે છે કે ત્યાં આપણે જઈને તેની મુલાકાત લઈએ તો આપણને હાશકારો થાય છે કે આપણે આપણા વતન પાછા આવ્યાં છીએ જ્યારે સિટીમાં તો ખૂબ જ પ્રદૂષણ ને એવું હોય છે તો થોડા થોડા અંતરે ગામડાની મુલાકાતો લઈએ છીએ તો આપણને આપણા ગામની પણ બધી ખબર રહે છે અને આપણા આજુબાજુ બી કોણ રહે છે એ પણ આપણને ખ્યાલ આવે છે અને ને આપણા બાળકો છે એને પણ ખ્યાલ આવે છે કે આ આપણું ગામ છે અને ગામનો વિકાસ પણ ખૂબ જ સારો એવો થાય છે કે નહીં એ પણ આપણને આપણને જાણવા મળે છે